પાણીને ગાળવા માટે ગરણાનો ઉપયોગ અને શુદ્ધ કરવા માટે તેને ગરમ કરીને ઠંડુ કરવા માં આવે છે તથા પાણીને શુદ્ધ કરવા માટે તેમાં તાંબાના લોટા કે કળશને અંદર પાણીના માટલાની અંદર મૂકવામાં આવે છે જેનાથી કિટાણું ઓ મરી જાય છે અને ગરમ પાણીને પણ ઠડું કરીને તેમાંથી જીવ જંતુ દૂર કરી શકાય છે આ એક ઘરેલુ ઉપચાર છે અને ફટકડીથી પણ પાણીને શુદ્ધ કરી શકાય છે